હા બોલો

હા મળી જશે ને બધુ જ મળી જશે જમવાનું મળી જશે રેહવાનું મળી જશે સુવાનું મળી જશે હા કોઈ દાવ તમે એક દિવસનો પાનસો રૂપિયા રાખ્યો તો

હા ઘરે જવા માટે તો ગવર્નમેંટ રાખ્યું છે ને એટલે એ લોકોનું જ લાગે છે પર અમે તમે રયો ન એટલે એક નાઇટના પાનસો રૂપિયાને જમણવાનથી સુવા સુધીનું બધુ એક દિવસની સગવળ મળી જશે આપ પરિવાર માટે

હા હા આખું પરિવાર આવી જશે ને એમા

હા રઈ શકો છો વાંધો નય એક દિવસનું પાનસો રૂપિયા ભાડું એટલે બે દિવસના હજાર રૂપિયા છે એ પ્રમાણે સેગવેટ થઈ જશ થઈ જાય હા એટલે તમારે બીજી સુવિધા જોઈતી હોય તો પછી ગવર્નમેંટનું અત્યાર બધુ હોય એટલે પછી તમે થઈ જશે હા હા ચાલો